અમે નાસ્તામાં મુખ્યત્ત્વે થેપલા ઉપમા ખાખરા પૌવા વગેરે જેવી રૅસિપી તૈયાર કરીએ છીએ એમાંથી મને પણ અ જે રૅસિપી આવડે છે એનું નામ છે કે પૌવા હું પણ ઘણીવાર ઘરે એકલો હોઉં ત્યારે મસાલેદાર પૌવા બનાવી અને એ ખાતો હોઉં નાસ્તામાં પણ એનો સ્વાદ લેતો હોઉં છું મને થોડા ઘણાં થેપલા તૈયાર કરતા પણ આવડે છે અને હું થેપલા પણ બનાવી શકું છું જેથી આ બે પ્રકારની વાનગીઓ જે હું તૈયાર કરી શકું છું અને જો મારા ઘરે કોઈ ના હોય તો એ સમય દરમ્યાન સવારના નાસ્તામાં હું એ વાનગીઓ રૅડી કરી અને એને ખાઈ પણ શકું છું જેથી કરીને જયારે પણ હું ઘરે એકલો હોઉં ત્યારે મને આવી સમસ્યાઓનો મુશ્કેલી પડતી નથી અને હું આવા પ્રકારમાં આરામથી જાતે જ નાસ્તો રૅડી કરી અને હું ખાઈને મારા કાર્યો પૂર્ણ કરી શકું છું